હું જે ધર્મનેતાઓ જાણું છું તેમાં મોરારિબાપુ શ્રીમદ્ રાજચંદ્ર ભગવાન ગૌતમ બુદ્ધ અમે તેમની પાસેથી અહિંસા પરમો ધર્મ ઉપદેશ શીખ્યા છે ભગવાને પાલિતાણા સમશ્રીગર બધે છાત્રા કરેલા જ હતા ધાર્મિક સ્થળો એમના ઉપદેશમાં સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકાઓ જે એમનો ઉપદેશ આપે છે અને અમે અહિંસાના પૂજારી છીએ ને બીજું તમને એમના આશ્રમમાં અમે ધાર્મિક ક્રિયાઓ કરીએ છીએ જેવા કે પ્રવચન ધાર્મિક પ્રવચન ધાર્મિક ક્રિયાઓ તેમજ જૈન ધર્મમાં લખ્યું છે એ પ્રમાણે એનો ઉપયોગ કરીએ છીએ આટલું આટલું જાણું છું